અમારા ગામની જે શાળા છે એનાં શૌચાલય પણ સારાં છે પીવાનું પાણીએ સારું છે પુસ્તકો માટેની જે વ્યવસ્થા છે એ થોડી અગવડભરી છે બાકી પાટલીઓ અને ભોજનની જે વ્યવસ્થા છે એ પણ સારી છે તો અમારી શાળામાં જે સુધારો વધારો કરવાનો છે એ છે અમારા રમતનાં મેદાનમાં કેમ કે એમાં છોકરાઓ જે રીતના રમવા જોઈએ એ રીતના મોટું મેદાન નથી એટલે મેદાન બનાવવા માટે થોડીક જગ્યા જોઈએ અને જગ્યા સારી મળશે તો જ છોકરાઓ રમી શકશે એટલે હું એવું માનું છું કે મેદાન માટે થોડીક વ્યવસ્થા કરવી જોઈએ બાકી પુસ્તકોની વાત કરીએ તો બાળકોને જે પ્રમાણેનાં પુસ્તકો મળવા જોઈએ જેમકે બાળ વાર્તાઓ મળવી જોઈએ એ લોકોને પંચતંત્રની વાર્તાઓ મળવી જોઈએ તો હિતોપદેશની વાર્તાઓ મળવી જોઈએ તો એ પ્રમાણેનાં પુસ્તકો અહીંયા ઉપલબ્ધ નથી અને જે લાઇબ્રેરી માટે ખંડ ફાળવવામાં આવ્યો છે એ ખંડ ફાળવાયો નથી જેનાં કારણે બાળકો વાંચી નથી શકતાં સારા પુસ્તકો એ લોકો વસાવી નથી શકતાં મતલબમાં શું કે જે પુસ્તકો છે એ પુસ્તકો મંગાવવા જોઈએ અને એ પ્રમાણેની વ્યવસ્થા શાળામાં કરવી જોઈએ